હા મારી ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતી સંસ્કૃતિ વિષે તો કહેવું બહુ જ સરળ પણ છે અને બહુ વધારે શબ્દોમાં કહીશ તો સમય પણ ટૂંકો પડશે સંસ્કૃતિ એક માનવ સમાજનો આવશ્યક લક્ષણ છે માનવી સામાજિક સંબધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે આપણા ધર્મ આપણી ભાષા આપણા રીતરિવાજો આપણી સંસ્થાઓ આપણા ધોરણો આપળા મૂલ્યો આ બધું જ આપણી એક ગુજરાતી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું છે પહેલાં ગુજરાતી સંસ્કૃતિમાં દાદા પરદાદા દીકરા વહુઓ બાળકો કદાચ એ સો કુટુંબ કરતાં પણ વધારે સંયુક્ત કુટુંબ રહેતા હતા સો એક જ પરિવારમાં સો સભ્યો હતા સાથે રહેતા તા હળીમળીને ખુશ રહેતા હતા તો એ એક મારી ગુજરાતી સંસ્કૃતિનું બહુ જ સારું ઉદાહરણ છે કે આજે પણ ભાઈચારો લાગણી ધર્મ દયા પ્રેમ દરેકના હૃદયમાં વસેલી છે હા કોઈક જગ્યાએ તમને જ્યારે કોઈક ગુજરાતી વ્યક્તિ મળે છેને ત્યારે તમારું મન ખુશ થઈ જાય છે કે હા આતો આપણું ગુજરાતી કારણ કે એની અંદર દયા તો ખૂબ જ ભરેલી હોય છે સૌથી મોટી વસ્તુ છે ગુજરાતી લોકોમાં કે જ્યાં જાઓ તા મન ખોલીને જીવો મન ખોલીને ખુશ રહો ગુજરાતી લોકો દિલ ખોલીને ગરબા રમી શકે છે ખાઈ શકે છે હા મારા ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાએલી વસ્તુ કહેવાય તો ખાવું પીવું અને ફરવું ગુજરાતીઓ મોજશોખથી ભરેલા લોકો છે ગુજરાતની અંદર અલગ અલગ પરિવારના લોકો વસે છે ગુજરાતી સિંધી મારવાડી પંજાબી પણ દરેક લોકોની હળીભળીને રહેવાની જે ભાવના છે તે તો ફક્ત ગુજરાતમાં જ રહેવા જોવા મળે છે મારે ગુજરાતીના સૌથી સારા પાસાઓ હું કહી શકું તો ગુજરાતી સ્ત્રીઓનો પહેરવેશ હા સૌથી સુંદર લાગે તો ગુજરાતી સ્ત્રીઓ એ પણ એના પટોળાં અથવા ગુજરાતી બાંધણી ગુજરાતનાં સૌથી વધારે પ્રખ્યાત કહેવાય તો બાંધણી અને પટોળાની સાડી ગુજરાતી સ્ત્રીઓના કપાળ પર સુંદર ચાંદલો હા એક દેવી સ્વરૂપનું દર્શન તમને ગુજરાતી સ્ત્રીમાં થાય છે સાથે બેસવું વાતો કરવી વડીલોને આદર સત્કાર આપવો ધર્મ પ્રત્યે સજાગ રહેવું એ ગુજરાતી ભારતીય સ્ત્રીઓની એક આગવી ઓળખ છે હું એવું માનું છું કે ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ધર્મ પણ ગુજરાતની અંદર ખૂબ જ વધારે જોવા મળે છે ખાવું પીવું તો ગુજરાતમાં તો ઊંધિયું પાપડીનું શાક રસ કેરી ભજીયા લોચો આ વસ્તુ તમને ગુજરાત સિવાય ક્યાંય જોવા નહીં મળે સૌથી વધુ જોવા મળતી વસ્તુ તમને સારામાં સારી વસ્તુ જોવા મળે તો તમને ગુજરાતમાં ભાઈચારો છે આ ગુજરાતી લોકો મળ્યા અને તમે દિલ ખોલીને હસ્યાં નહીં રમુજ ના કરી તો તમને ગુજરાતમાં મજા જ નહીં હા ગુજરાતી છો આ શબ્દ સાંભળીને જ દિલ ખુશ થઈ જાય છે તમારું ગુજરાતની સંસ્કૃતિ એ ભારતની એક આગવી ઓળખ છે હું એવું માનું છું કે ગુજરાતમાં તમને દરેક ધર્મના લોકોની અંદર પણ ભાઈચારો જોવા મળે છે પોતાના ધર્વ ધર્મ પ્રત્યે દરેક લોકો ખૂબ જ સજાગ છે દરેક પવિત્ર આચાર વિચાર સંસ્કાર હા હું ગુજરાતમાં વાત કરું તો અમારા તહેવારો તહેવારોનો તો કંઈક વાત જ નહીં પૂછવી ગુજરાતી લોકો દરેક તહેવારો મન મૂકીને કદાચ એ તહેવાર હિન્દુઓના હોય કે બીજા ધર્મના પણ હોય પણ એ દરેક તહેવારોમાં ખૂબ જ હલ્લો હર્ષો ઉલ્લાસથી એ તહેવારો ઉજવે છે ગુજરાતીઓ જ્યારે તહેવારો ઉજવે છે તેમાં સૌથી મુખ્ય તહેવાર દિવાળી છે દિવાળીઓમાં એ લોકો ઘરમાં તોરણો બાંધે છે રંગોળી પૂરે છે અને ભગવાનના જાપ તપ કરે છે હું એવું માનું છું કે નવરાત્ર એ પણ ગુજરાતીઓનો એક સા સૌથી સારો તહેવાર પણ છે અને ધર્મ પ્રત્યેની સજાગતા બતાવે તેના માટેનો પણ એક તહેવાર છે હિન્દુ સંસ્કૃતિ એ દુર્લભ ભારતે જન જન્મ એવું કહેવાય છે સનાતન સંસ્કૃતિનો જન્મ જ ગુજરાતની અંદર થયો છે ગુજરાતની સંસ્કૃતિ એ એકદમ પ્રાચીન અને પવિત્ર સંસ્કૃતિ છે